હેલઉ વિજય મોબાઈલ શોપ હા તો તમારો છે ને મેં ઓનલાઈન ગુગલમાંથી સર્ચ કરેલું તો તમારા મોબાઈલ શોપનું નામ આવેલું તો મારે છે ને એક મોબાઈલ લેવો છે તો એના માટે તમારા પાસેથી થોડુક ઇન્ફોર્મેશન જોઇતી હતી મારે છેને વિવો વી ટવેન્ટી સેવન ફાઈવ જી જે આવે છે ને એ મને હા તો એ મને સારું લાગે છે તો મને એ મને તમે એનાં કોઈ એમાં શું છે સ્પેશિયલ ફીચર એનાં મને જરાક જણાવશો

હમમ

હું શૉપ પર આવીશ પણ એનાં પહેલાંં મારે બધી માહિતી જોઈએ છે કે એમાં સ્પેસીઅલ ફીચર ક્યાં છે પ પ્રાઇસ પ્રાઈસની તો વાત આપણે પછી જોઈએ તો એમાં સ્ટોરેજ શું છે કેમેરો શું છે એ બધું મને જરાક ડીટેલમાં કહો તો મને જરાક ખ્યાલ આવે ના ના મારે ફોટોસ અને વિડીઓસ માટે જ ફોન લેવો છે ઓકે બરાબર અચ્છા

અચ્છા તો એની પ્રાઈસમાં શું ડિફરેન્સ છે જે તમે બસો છપ્પન જીબીવાળો કહો છો અને આ પણ મને આ વિવો જે વી ટવેન્ટી ફાઈવ કહું છુ ને મારે એ જોઈએ છે તો એના માટેનું પ્રાઈસ અને એ બધું મને કહો ને અને જો ઈ એમ આઈ થી અવેલેબલ હોય તો ઈ એમ આઈથી પણ લેવું છે મારે ઓકે હમમ ઓકે હમમ ઓકે થર્ટી થર્ટી ટુ ઓકે બત્રીસ હજાર ઓકે કૅશમાં બત્રીસ હજારમાં મળશે ને હા તો સારું ને તો કૅશ જ રાખીશું તો આ મોબાઈલ તમે ડીલિવર કરશો કે અચ્છા એક વર્ષની ગેરેંટી છે એમાં એના સિવાય જો હમમ ઓકે તો આ ફોન હું તમારા શોપનું એડ્રેસ મને જણાવો તો હું રૂબરૂ ત્યાં લેવા આવીશ

એ હા વોટ્સઅપ યુસ કરું છું એ હા ઓકે ઓકે ઓકે તો હું તમને ફોન કરીને આવીશ ઓકે